અમારાં ગામમાં કૂતરું કરડી જાય શું કરવું કૂતરું કયા પ્રકારનું છે સાદું છે હડકાયેલું છે વગેરે પર ડિફરન્સ થાય છે સાદું હોય તો દવાખાને સ્થાનિક દવાખાને લઈ જઈએ ત્યાં ન મળે તો અહીથી બહાર પીસી ક્વાર ત્યાંના થાય તો જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈએ ત્યાં તેની સારવાર થાય ત્યાં કરાવીએ કરડેલું હોય હડકાયેલું હોય કૂતરું તો અમે સ્થાનિક દવાઓ કરાવતાં હોઈએ છે એમાં ન ફેર આવે તો પછી દવાખાને જઈએ એમાં અમારાં અંદર ઘણું બધું ઉપાડવાનું થતું હોય છે તેલનો ઉપયોગ નહીં કરવો વગેરે

અલગ રીતનાં દોરા ધાગા બી બાંધી આપે છે હડકાયેલું કૂતરું કરડેલું હોય તો પછી અમુક પરેજી પાળવાની આવે છે તેનો ઉપયોગ કરી વગેરે વગેરે આ તો અધરું કામ છે રામ